હલો હા કોણ બોલો હા જી બોલો

કંપ્લીટ બધું જ આખું કંપ્લીટ બધું જ પ્લમ્બિંગનું કામ કરીએ છે અમે લોકો કઈ જગ્યાએ છે તમારું અચ્છા આખું નવું નવું જ છે કે પછી અચ્છા અને ફ્લેટ ફ્લેટ છે કે બંગલો છે બરાબર છે એટલે કઈ રીતે માલ સામાનની સાથે કે પછી મજૂરી સાથે

હમ્મ હં હં હં હં હં બરા એટલે તમારે હા એ હું જોઈ હું જોઈ તો લઈશ પણ હવે તમને આમ પ્રીમિયમ સારું કામ કરાવવું છે કે પછી નોર્મલ ટાઇપનું આમ બજેટ જેવું કંઈ હશે ને તમારે હમ્મ હમ્મ અને કેટલા ટાઈમમાં પતાવી દેવું છે એવું કંઈ અને શું છે હમણાં થોડી મારી બે ચાલે છે

ઓકે ઓ અઠવાડિયામાં તો કરતા પંદર વીસ દિવસ કારણ કે મારે એક કામ કરું હું પહેલાં આવી શું કામ છે ને શું અને તમે તમારું મોકલી દો ને મને વ્હોટસઅપ કરી દો કે મેસેજ એડ્રેસ આવે તો હું